હું ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું એના પર દરેક પ્લેટફોર્મ પર અલગ અલગ વસ્તુ અને અલગ અલગ કોન્ટેન્ટસ જોવા મળે છે હું સોશ્યલ મીડિયા પર પોસ્ટ નથી કરતો સોસિયલ મીડિયામાં દિવસમાં હું એકથી બે કલાકનો ટાઈમ પસાર કરું છું સોસિયલ મીડિયા માંના ઘણાં બધાં ફાયદા અને ઘણાં બધાં નુકસાન પણ છે ફાયદામાં આપણે જોવા જઈએ તો આપણા પ્રિયજનો સાથે વાતચીત વાતચીત કરી શકીએ જે આ બીજી કન્ટ્રીમાં હોય બીજા શહેરમાં હોય તો પણ આપણે એમની સાથે કનેક્ટ કરી અને વાતો કરી શકીએ છે નેટવર્કિંગ બનાવી શકીએ છે આપણે કોન્ટેન્ટ અને આઇડિયા શેર કરી શકીએ છે કે કોઈકના કોન્ટેન્ટ અને આઇડિયા જોઈ શકીએ છે એવાં ઘણાં બધાં નુક્સાન પણ છે નુકસાનમાં જોઈએ તો અત્યારે સોસલ મીડિયા પર કૌભાંડ અને છેતરપીંડી ફેલાવનારાં કેટલા પણ આપ માં મદદ કરે છે લોકો નવા નવા સ્કેમ સ્કેમના શિકાર થાય છે ક્યારેક ખોટાં ખોટાં ન્યૂઝ અને અફવાઓ ફેલાય છે જેનાથી યુવા અને બધાં ગેરમાર્ગે પણ દોરાય છે